હું શિક્ષિકા છું એટલે મારું પહેલું પહેલું કર્તવ્ય એ જ રહે કે મારા જે વિધાર્થી છે સારું એવું ભવિષ્ય એમનું થાય એના માટે હું પહેલાંથી જ એક એમનાથી પ્રશ્ન કરું કે તમને આગળ વધીને તમને બનવું શું છે ભવિષ્યમાં તો એમની એ પ્રમાણે અમે તૈયારી કરાવીએ અને જ્યારે પરીક્ષાઓ આવવાની હોય તો હું એમનાથી બહુ ઘણું ભણાવાનું કરાવું છું એમને જે જેમાં જે વિષયમાં એને તકલીફ વધારે પડેને એ વિષય પહેલાંથી જ તૈયારી કરી લેવાની અને જે વિષય એમને થોડું ઘણું આવતું હોય એ તો એ અમે પછી તૈયારી કરાવીએ એમની અને જે વિ વિધાર્થીઓ તાલીમ સારી મરે એ સમાજમાં સારું એવું નામ રોશન કરે અને આગળ વધે અને અમારો સમાજમાંથી સારા એવા વિધાર્થીઓ આગળ વધી અમારો દેશનો નામ રોશન કરે કયા વિધાર્થીઓ હોય જે વિજ્ઞાનમાં બહુ સારું કરે અને કયા વિધાર્થી એવું હોય ગણિતમાં સારું કરે તો બધા વિધાર્થી અલગ અલગ હોય એમનું જે કરવાનું જે તરીકો હોય એ અલગ અલગ હોય સમજવાનો તરીકો અલગ અલગ હોય તો અમે એ પ્રમાણે એમને તાલીમ આપીએ